ગેમ જે આજે દરેક રમે છે મોટા નાના વૃદ્ધ કોઈ પણ તે મોબાઈલમાં હોઇ શકે છે અને ઘરની બાર પણ હોઈ શકે છે ઘરની બહારની ગેમ જેમકે ક્રિકેટ ફૂટબોલ ટેબલ ટેનિસ બાસ્કેટ બોલ વગેરે અને આપણા દરેકનું બાળપણ ક્રિકેટ રમ્યા વગર વીત્યું જ નહીં હોય અને આપણે ક્રિકેટ રમવા માટેની સામગ્રી આપણે અને આપણા મિત્રો ઘરેથી તે એકઠી કરતાં હોઈશું જેમકે બેટ બોલ સ્ટમ ઇતિહાદી ફૂટબોલ માટે ફૂટબોલ અને ફૂટબોલ માટેની નેટ પણ આપણે તે સર્ચ કરતાં હોઈશું અને ટેબલ ટેનિસ માટે એક ટેબલ જે કોઈ પણ હોઈ શકે છે અને એક ટેનિસ બોલ અને બે બેટમીટન રેકેટ પણ આપણે તે લાવ્યા હતા હોઈશું તે સામગ્રી એકઠી કરવામાં બાળકોને ખૂબ જ રસ હોય છે તે ખૂબ જ મનોરંજન કાર્ય હોય છે